હલો આપ જનતા ફૂડ મૉલમાંથી બોલો છો તો કૃપા કરી અને મારો એક ઓર્ડર નોંધશો મારો ઓડર છે ગુજરાતી ફુલ થાળી જેમાં દાળ ભાત શાક રોટલી ફિસ્ટ છાશ પાર્સલ મોકલશો મારું એડ્રેસ છે એકાણું ધરતીનગર બાયપાસ રોડ આઇ ઓ સી પેટ્રોલ પંપની સામે હળવદ છત્રીસ તેત્રીસ ત્રીસ